મારું મનપસંદ ખાસ ભોજન લાડુ છે હું વારંવાર લાડુ બનાવવાનું વધારે પસંદ કરું છું એની અંદર ઘઉંનો કરકરો લોટ ગોળ ઘી ઈલાયચી ડ્રાય ફ્રૂટ વગેરે બધું વાપરી શકાય છે અને લાડુ છે એ મોટે ભાગે બધા લોકોને ભાવતી વસ્તુ છે ઉપરાંત એની અંદર ઘી અને ગોળ આવે છે એટલા માટે એ હાઇજેનિક વધારે છે નાના છોકરાથી માંડીને મોટાં વડીલો સુધી બધા એ ખાય તો એને કોઈ નુકસાન નથી થતું ખાંડની વસ્તુમાં થોડી ઘણી પણ મુશ્કેલી પડે છે પણ ગોળની વસ્તુ એટલે વધારે સારી અને જનરલી ભગવાનને ધરાવવા માટે પણ લાડુ બધા વધારે પસંદ કરે છે એમાં પણ શ્રાવણ મહિનાની અંદર તો લાડુ જ ભગવાનને ધરાવાય છે અને ચણાના લોટ સાથે પણ લાડુ બનાવવામાં આવે છે એને બેસન લડ્ડુ કહે છે પછી મોતીચૂર લાડુ પણ બને છે પછી રવાના લાડુ પણ બને છે મગદાળના લાડુ પણ બને છે તલના લાડુ પણ બને અને ડ્રાય ફ્રૂટ લાડુ પણ બને